હું આ ફૂલોનો ઉપયોગ ટેબલ પર કરી શકું છું અને તેઓ મને ખૂબ જ ગમ્યાં ત્યારબાદ મેં કાગળના નાના નાના આકૃતિઓ બનાવાની કોશિસ કરી આ રીતે મારા ઘરમાં રંગીન અને અનોખા આઇટમ્સ ઉમેરવા મળી મારે ઘરમાં થોડુંક કાળજી લેવી હતી તેથી મેં રિસાઈકલ કરી અને જે સામગ્રી હતી તેમાંથી પેન હોલ્ડર્સ અને અન્ય સજાવટની વસ્તુઓ બનાવી હું માનું છું કે રિસાઈકલ કરેલી સામગ્રીનો ઉપયોગ બહુ સારો છે અને આ રીતે હું પર્યાવરણને પણ મદદ કરી શકું છું હું મારા દીવાલને શણગારવા માટે હેન્ડ મેડ પેન્ટિંગ્સ પણ બનાવું છું જ્યારે હું મારા વિચારોને અને લાગણીઓને કાગળ પર ઉતારું છું ત્યારે મારી દીવાલો સુંદર લાગે છે આ આર્ટ અને ક્રાફ્ટનો પ્રયાસ કરતી વખતે મને ઘણો આનંદ મળે છે અને મારા ઘર પણ જરા અનોખું અને સજાવટ ભર્યું બની જાય છે અને ઘણી વખત ઘરના ઘણાં બધાં નાના મોટા પ્રસંગો હોય છે કોઈનો બર્થડે હોય છે ત્યારે પણ હું આ ફૂલો અને બીજા ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીને શણગાર કરું છું